ઓ હલો હા હું શંકરભાઈ શાકવાળા બોલું છું બોલો મારે ત્યાં

હા મા કરી શકીશ મારે ત્યાં બધી જ તાજી અને હમણાં જ આયેલી શાકભાજી છે બધી બરોબર તમારે કઈ હા તમારે કયું શાક જોઈએ બેન હા હા રીંગણ તો આપીશ બેન ને સાથે ધાણા મરચાં ને આદુ મફત આપીશ

હા આમ તો બેન અમે ઘેર પહોંચાડવા માટે દસ કે વીસ રૂપિયા સર્વિસ ચાર્જ લઈએ છીએ પણ તમે અમારા પહેલા અને નવા ઘરાક છો એટલા માટે અમે તમને ડિલિવરી પહોંચાડી આપીશું તમારે કેટલા વાગે જોઈએ પણ બાર બાર વાગે તો મારો માણસ અત્યારે બીજી જગ્યાએ ડિલિવરી આપવા ગયો છે હા

હા મારો માણસ અત્યારે અત્યારે એ બાજુ નેક્સોસ થ્રી માં જ છે એ આવે એ તમે મને ઓર્ડર આપો એટલે હું તમારે ત્યાં મોકલી આપું કેટલા કયું કયું શાક જુએ છે હા બટાકા કેટલાં બેન સામે એનું વજન કેજો બટાકા કેટલાં જોઈએ હા અને રીંગણ રિન હા

હા સારું વાંધો નહીં અને પૈસા પૈસા તમે કેવી રીતે આપશો સારું સારું પણ પછી અમે અમારી શાકભાજી તમને સારી લાગે તો તમારા આજુબાજુ વાળાને અમારો રેફ્રન્સ તમારો રેફરેન્સ આપી અને અમને કેજો હો હા ધન્યવાદ